ક્યારેય મેં મેરેથન દોડમાં ભાગ તો લીધો નથી પણ મારો એક મિત્ર છે જે એ મેરાથોન દોડમાં ભાગ લીધો હતો જેમાં તે ખાવાનું પીવાનું રોજ કસરત કરવાની ચાલવાનું દોડવાનું બધુ જ ધ્યાન રાખતો હોય છે તેથી તંદુરસ્તી રહે છે અને હેલ્થ પણ સારી રહે છે